ખેલાડીઓની સુરક્ષા અને દર્શકો માટેની સુરક્ષા માટે સંસ્થાઓનું આયોજન કરવામાં આવે છે જેને આયોજક સંસ્થાઓ કહેવામાં આવે છે આ સંસ્થાઓ બધા દર્શકોને અંદર સ્ટેડિયમની અંદર એન્ટ્રી આપે વ્યવસ્થિત એમને સિટિંગ અરેન્જમેન્ટ કરે અને પછી એ ખેલાડીઓને એ ક દર્શકોને વ્યવસ્થિત એ શાંતિથી ખેલ જોઈ શકે અને ખેલનો આનંદ લઈ શકે એના માટે શાંતિથી સ્ટેડિયમમાં આયોજન કરે એ સંસ્થાઓ અને જો કોઈ દર્શક દાદાગીરી કરે કે ગુંડાગીરી કરે તો એના માટે કડક કાયદા એ સંસ્થાઓ લઈ શકે છે અને અથવા તો એ સંસ્થાઓ એેને જેલમાં પણ નાખી શકે છે અને એના પર દંડ પણ લાગુ કરી શકે છે એવું એ સંસ્થાઓના હાથમાં કાનૂન હોય છે બીજો એ સંસ્થાઓ ખેલાડીઓને છે ખેલાડીઓને શાંતિથી ઓટલ ઓટલમાંથી સિક્યુ હોટલમાંથી સ્ટેડિયમ સુધી લાવવાની સુરક્ષા ભજવે છે અને એથી સ્ટેડિયમના અંદર એ ખેલાડીઓને ઉપર કોઈ હમલો ન થાય કોઈ ગુંડાગીર્દી કોઈ ન કરે કોઈ એમને ટચ ન કરી શકે એ બધું આયોજન સંભાળવાનું કાર્ય એ સંસ્થાઓ કરે છે આ સંસ્થાઓ ખેલાડીઓ અને દર્શકો વચ્ચે પણ એક બેલેન્સ બેલેન્સ જાળવી રાખે છે આ સંસ્થાઓ દર્શકોને ખેલાડીઓ સુધી પહોંચવા નથી દેતી અને ખેલાડીઓ એ શાંતિપૂર્વક ખેલ બતાવી શકે અને ખેલ રમી શકે એના માટે પૂરું આયોજન કરે છે અને એના પર પૂરેપૂરું ધ્યાન આપે છે આ સંસ્થાઓ ખાસ કરીને સ્ટેડિયમમાં કોઈ કોઈ એવો કિસ્સો ન બને જેનાથી કોઈને હાની પહોંચે એના માટેના ખાસ આયોજન કરતી હોય છે આ સંસ્થાઓ ઘણી મોટી મોટી સંસ્થાઓ છે એવી જે આ બધા આયોજન કરતી હોય છે જો કોઈ ગુંડાગરી ગુંડાગીરી કરે અથવા તો કોઈ ગમે તેવી અહિંસા કરે ગમે તે કરે એના સામે ભારે પગલાં આ સંસ્થાઓ ભરે છે